મારા વિસ્તારમાં જે કે આણંદ છે ત્યાં બહુ બધાં સ્થાનિક ખાનપાન છે અને ત્યાં સૌથી વધુ મને ગમતું ખાઉ ગલી છે ત્યાં બહુ બધી વસ્તુઓ મળે છે જમવા માટે જેમકે પાંઉભાજી પનીરની સબ્જી ચૂલા ઢોસા એના સિવાય પાઈનેપલ સેન્ડવીચ અને બહુ બધી બીજી વસ્તુઓ પણ છે અને આ બધી વસ્તુઓ ચાખવા માટે તમને ગીતા રેસ્ટોરન્ટમાં જવું જોઈએ